હલો હા હું જૂનાગઢથી બોલું છું આપ સુરજ સિનેપ્લેકસમાંથી બોલો છો હા તો મારે છે ને મારું ફ્રેન્ડ સર્કલ બધું જૂનાગઢ આવી રહ્યું છે તો મારે એને બોઉ સારી એવી પ્લેસ જોઈ છે અને તેને એક મુવી કરવું છે મેનેજ તો મને એવી દશ ટીકીટ મેનેજ કરી શકશો કે અમે સરખી રીતે બધા મુવી ઇન્જોય કરી શકીએ અને ક્યું મુવી ચાલે છે અત્યારે સારું છે એ જરાક મને સજેસ કરજો હાં હાં

હમ હમ

હા હા હા એટલે અમે ગ્રુપમાં બધાં સાથે એન્જોય કરવું છે તો ઈ રીતે અમને સેન્ટરમાં જે સારું પડે હા મને રેટનો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે મને સરસ રીતે મેનેજ કરી દેજો કે સેન્ટરમાંથી અમે સારી રીતે મુવી એન્જોય કરી શકીએ બરાબર તમે આપ કરી શકશો ને મને શનિવારે રાતની મુવીની ટીકીટ જોઈએ છે હા હા હા હા હા હા હા ઓકે ઓકે થેંક્યું